સુખેસુ વિગત સપૃહ વીતરાગ ભય ક્રોધઃ સ્થિત ધીર્મુની રૂચતે આમનો અર્થ થાય છે જેમનું મન દુઃખોમાં અશાંત નથી થતું સુખની ઈચ્છા નથી કરતું અને જે રાગ મતલબ કે મોહ ભય અને ક્રોધની મુક્ત છે તે સ્થિર બુદ્ધિવાળા મુનિ તરીકે જ ઓળખાય છે મતલબ કે ઘણા લોકો દુઃખોમાં દુઃખી થતાં હોય છે વધારે પડતા તો ત્યારે દુઃખમાં દુઃખી ન થવાની જગ્યાએ આપળે મનને શાંત રાખવું જોઈએ અને થોડાક પોઝિટીવિટીથી જોવું જોઈએ કે જેથી આપણને આપણે ઓછા દુઃખી થઈએ અને થોડીક સુખની અનુભૂતિ થાય છે બીજો ભાગ કે ભાઈ ઘણા લોકો સુખમાં બહુ બધા પણ ખુશ થઈ જાતા હોય છે તો સુખમાં એટલું બધું પણ ખુશ ન થઈ જવું જોઈએ કે જેથી સામે વાળાને સામે વાળા ઉપર ખોટો નકારાત્મક પ્રભાવ પડે કે જેથી સામે વાળા આપણી ખુશી જોઈને તે દુઃખી થઈ જાય તે તેવું પણ ન કરવું જોઈએ આ શ્લોકમાં શ્રી કૃષ્ણ એક વ્યક્તિના ગુણોનું વર્ણન કરે છે જેને જીવનમાં તમામ ઉથલ પાથલ વચ્ચે માનસિક શાંતિ મળે છે એ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ તરીકે ઓળખાય છે એટલે કે જેની બુદ્ધિ અને ચિત્ત સ્થિર છે અને જેમાંના માનસિક સ્થિરતા અને સંતુલન બંને જળવાઈ રહે છે દુઃખમાં અશાંત ન થવું તે વ્ય તે વ્યક્તિ દુઃખી પરિસ્થિતિઓ સામનો પણ શાંતિથી કરે છે સામાન્ય મનુષ્ય જ્યારે દુઃખી થાય છે ત્યારે તેને પરિસ્થિતિ નબળ નબળી લાગે છે અને તેનો વિચાર વિસ્મરણીય અસ્વસ્થ થઈ જાય છે પરંતુ સ્થિતપ્રજ્ઞ માટે દુઃખ અસ્થાયી હોય છે તે પરિસ્થિતીઓને એના મન પર કોઈ કોઈ વિચાર મતલબ કે કોઈ મન ઉપર કોઈ હાવી નથી થતું ઈ જ રીતે આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ તો ક્યારે પણ એટલા બધા ખુશ પણ ન થઈ જવું જોઈએ ને એટલું બધું દુઃખી પણ ન થઈ જવું જોઈએ વીતરાગ મતલબ કે લાગણીની મુક્તિ લગાવથી મુક્ત રાગ એટલે મોહ આકર્ષણ અથવા કોઈ વસ્તુ અથવા વ્યક્તિ સાથે લગાવ સ્થિતપ્રજ્ઞની વ્યક્તિ કોઈ પ્રકારની જોડાણ નથી એ જાગૃત રીતે લાગે છે કે આ જગતના બધા પ્રકારના સબંધો અને સપંત્તિઓ અસ્થાઈ છે ભય અને ક્રોધથી મુક્ત ભય એ મનુષ્યને નિર્દેશ કરે છે કે પોતાની જાતને નબળી અને અસહાય માને છે ક્રોધ પણ આવી જ એક નબળાઈ છે જે એક ક્સમ એક્સ મતલબ કે એક્સ ક્ષણમાં માનસિક સંતુલન ગુમાવી દે છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કોઈ ભય રાખતો નથી અને ન તો ક્રોધથી પ્રભાવિત થાય છે મુનિ તરીકે ઓળખાય મતલબ કે કેવા લોકો મુનિ તરીકે ઓળખાય આવી વ્યક્તિને મુનિ કહેવામાં આવે છે કે મુનિ એ વ્યક્તિ છે જે આત્મિક જ્ઞાનમાં સ્થિર છે જેમનામાં કોઈ ઉથલ પાથલ નથી મૌનનો અર્થ માત્ર બોલવાનું બંધ કરવું નથી પરંતુ શાંત આંતરિક રીતે સાંતિ પ્રાપ્ત કરવી છે સ્થિર બુદ્ધિ મતલબ કે સ્થિર બુદ્ધિ કોને કહેવાય આ શબ્દનો અર્થ છે એવી બુદ્ધિ કે જે સ્થિર છે તે સ્થિતિમાં વ્યક્તિ પોતાનો જીવન શાંતિથી જીવનના માર્ગ સમજી લે છે અને શાંતિથી તે માર્ગ ઉપર જ આગળ વધતો રહે છે અને એવું ક્યારે મનને એકદમ શાંત રાખવું જોઈએ કોઈ ભી પરિસ્થિતિમાં ગમે તેવો કાર્ય હોય તો તે પરિસ્થિતિમાં પણ મનને એકદમ શાંત રાખી ને પહેલા નિરાંતે વિચાર કરવો જોઈ કે હું આ પગલું ભરું છું તો તે યોગ્ય છે કે અયોગ્ય છે તે જ રીતે પહેલા નિરાંતે વિચારી ને ત્યાર પછી જ આપણે આગળ વધવું જોઈએ જ્યારે કોઈપણ પ્રકારનો ગુસ્સો આવે તો ત્યારે આપણે કોઈપણ વિચાર કરવાની જગ્યાએ પ્રભુ સ્મરણ કરવું જોઈએ કે જેથી ભગવાન આપણા મનને શાંતિ આપે ને જ્યારે આપણું મગજ શાંત હોય તો ત્યારે આપણે બહુ સારો એવો વિચાર કરી શકીએ કે ભાઈ કેવું પગલું ખરાબ છે અને કે પગલું ખોટું છે આપણે જ્યારે ગુસ્સામાં હોય તો ત્યારે એ કંઈ વિચાર નથી કરતાં ને આપણે ગમે તે વિચાર કરીને એ તેના ઉપર આગળ ચાલ્યા જાય છીએ અને છેલ્લે આપણે પછતાવો થાય છે કે આ પગલું નહોતું ભરવાનું તેના કરતાં આપણે એવું પણ કરી શકીએ કે જ્યારે પણ ગુસ્સો આવે તો ત્યારે આપણા મનને એકદમ શાંત કરવું જોઈએ અને આપણે પ્રભુ સ્મરણ કરીએ અને ત્યાર પછી જ આપણે આગળ વધવું જોઈએ માળા જપવી જોઈએ મનને શાંત કરવા માટે કે જેથી તમાને માળા પણ માળામાં પણ તુલસીનો પારો હોય છે તો તેનાથી તમારા મનને વધુ શાંતિ મળે છે આ જ રીતે શાંતિ મેળવવા માટે પણ ઘણા અલગ અલગ ઉપચાર હોય છે તો તેમાંથી આપને જેમાં વધારે મન લાગતું હોય તો તેમાં આપણે તે વિચારને આપણે જીવનમાં પાલન કરવું જોઈએ